મેં હમણાં બે કલાક પહેલાં જ તમારી અલ્કા સ્વીટ માર્ટમાં એક કિલો ખમણનો ઓર્ડર નોંધાવ્યો હતો અને તે મને અડધો કલાકમાં જ મળી ગયો હતો આમ તો એ નવાઈની વાત લાગે છે કે મને અડધો કલાકમાં એ ઓર્ડર મળી ગયો હતો નહીં તો બીજી બધી દુકાનોમાં દોઢ બે કલાક સુધી પણ ઓર્ડર મળતો નથી હોતો અમને એ ખમણનો ઓર્ડર મળ્યા પછી અમે એ ખમણને ચાખ્યા તો તેનો ટેસ્ટ કોઈ બરાબર લાગતો ન હતો અને તે ખમણ ખાટા થઈ ગયા હોય એવું લાગતું હતું તો આવા ખાટા ખમણ ખાવાથી આપણા શરીરને પણ નુકસાન થતું હોય છે તો મહેરબાની કરીને તમે મને બીજા ખમણ આપી શકશો કાં તો પછી મેં જે આ ખમણની કિંમત ચૂકવી હતી તે કિંમત મને પરત કરી શકશો જો તમે પર કિંમત પરત કરી શકતા હોય તો તમે મને તેની કિંમત પરત કરી દેજો મેં તેના માટે સો રૂપિયા ચૂકવેલા છે અને તમે જો કિંમત પરત ના માગતા હોય તો મને એક કિલો બીજા તાજા ખમણ મોકલાવી આપવા નમ્ર વિનંતી